જો ભાઈ હું તને શું કહેવા માગુ કે તારે જે આ ચિત્ર કલામાં તને રસ છે તું ચિત્ર કલા શીખવા આવ્યો છે પણ એમાં શું છે કે જો મુ છે જે હું બી થોડા ઘણા સમયથી હું ચિત્ર કલામાં શીખું છુ ને હું થોડો ઘણો એમાં ચિત્ર કલામાં હું માહિર થયો છું હું તને શું કહું કે તારે જો જે છે આ તારે શીખવું હોય ને ચિત્રકલા તો તારે એમાં કરવું શું પડશે કે તારે જો તારે આપણે જેમ માણસનો જે આપણે સ્કેચ બનાવવો હોય આપણે માણસનું ચિત્રકામ બનાવવું હોય તો એના માટે છે ને આપણે પહેલા એ માણસના અંગને પહેલાં બનાવતાં શીખવા પડે અને એ અંગોને બનાવવા માટે છે ને આપડે જે આપડા શેપ્સ આવે ને એને આપડે પહેલા વ્યવસ્થિત શીખવા પડે કે કયા અંગમાં કયો શેપ ક્યારે કેટલી વાર વપરાશે કે શેપોમાં ત્રિકોણ છે લંબગોળ છે ચોરસ છે નળાકાર છે એવી રીતે ઘણા બધા શેપો આવે જે માણસની એનાટમીમાં આપણે વાપરી શકીએ ને આપણે જો એ શેપને વાપરવા જઈએ તો આપળે ધીરે ધીરે કરીને બહું જલ્દી તો નહીં પણ આપણે થોડોક સમય લાગશે આપણને કે આપણે જ્યારે માણસના અંગોને વ્યવસ્થિત બનાવીશું પછી ધીરે ધીરે આપણે થોડા થોડી વાર રહીને એટલે થોડોક સમય લાગશે કે આપણે બનાવતા જઈશું તો આપણે પહેલાં તો એવું છેય નહીં કે કોઈનું બી પહેલી વારમાં વ્યવસ્થિત બની જ જવાનું છે થોડાક સ્કેચ બનાવશું થોડાક પ્રયાસો કરશું પ્રેક્ટિસ કરશું ત્યારે અમુક સમય પછી આપણે જરાક થોડુ ચિત્ર જે છે એ વ્યવસ્થિત બનતું જશે એટલે હું તો તને એજ સલાહ આપવા માંગુ છું કે તું વધુમાં વધુમાં પહેલાં ચિત્ર બનાવવા કરતાં વધુમાં વધુ જે છે એ પ્રેક્ટિસમાં વધારે ધ્યાન આપે તો સારી વાત છે કે તું વધારે પ્રેક્ટિસ કર વધારે સ્કેચ કર અને સ્કેચમાં કેવું છે કે તું આપણે ધીરે ધીરે નથી જવા દેવાનું આપણે જે આપણી પેન્સિલની લાઇન આવે ને એનાથી સીધી જવા જ દે ફટાફટ તું જવા જ દે ને તને જેમ જેમ સામેવાળો દેખાય તું જેવી રીતે જોઈશ એવી રીતે તું એને ફટાફટ બનાવવાનો પ્રયાસ કર કે ભાઈ આ એક માણસનો મારે બનાવવો છે રફ સ્કેચ બનાવવું છે મારે એનું તો એના રફ સ્કેચને હું બહું તો બહું ત્રીસ સેકન્ડમાં તો હું પૂરું કરી જ દઉં એ રીતે તું પ્રયાસ કર કે તું એક માણસનું સ્કેચ ત્રીસ સેકન્ડમાં પૂરું કરી શકે રફ સ્કેચ અને કલરમાં શું છે કે આપણે જે ચિત્રકલામાં કલર છે એ ખૂબ ઊંડી વસ્તુ છે કે આપણને નાનપણથી તો આપણે કલર લઈએ ફરિસથી તો આપણને તો એમ જ લાગે કે બાર કલર જ આવતા હશે પણ ચિત્રકલામાં એટલા ઊંડા અને એટલા ઘણા બધા કલરો છે ને કે આપણે અમુક વાર આપણને એમ લાગે કે આપણે કલરમાં ખોવાઈ જઈએ અને એ કલરમાં એ કલરથી કામ કરતાં હોઈએ ત્યારે આપણને એવું લાગે કે આપણે એ કલરનું જ કામ કર્યા કરીએ આપણે બીજું કાંઈ આસ આજુબાજુ કોણ છે આપણને ખબર જ નથી પડતી